હલો કરું

બોલો શું કામ હતું બોલોને

શું કામ હતું

કઈ જે મુસીબત છે એ જણાવો પછી કઈ રીતે થયું

એ તો સર એ સુધારવા માંગે તો સુધારી શકાય કે નહીં હવે એવી રીતે કઈ ટ્રાય કરી શકાય કે હુ કઈ ટાઈપની મદદ કરી શકું એ તો એના છોકરાના છોકરાઓ છે એને તો અભ્યાસ માટે થઈને ટ્યૂશનની ફી છે સ્કૂલની ફી આપણે ભરી શકીએ એના માટે જરૂરીયાતો એને બેનને આવક માટે તેમને કામ પણ આપવા કોઈ સિલાઈ કામ છે કોઈ ભરતગુંથણનું કામ છે કોઈ રસોઈનું છે કોઈ નાસ્તા બનાવવાનું કઈ કામ હોય આવડતું હોય તો એ કરી શકે હમ્મ એટલે એ

ને ખાવા પીવા રહેવાની બધી સગવડતા થઈ જાય બેન બેનને કંઈ આમ મુસીબત ના પડે અને પોતાની રીતે કામ કરી શકે અહીંયા અને પોત પોતાની રીતે કમાઈ શકે એમાંથી બધું ગુજરાન ચાલી શકે એવા ઉદ્યોગ ચાલે છે અહીંયા હવે એ કે પાપડ અમારે ઉધ્યોગ છે પાપડનું ચાલે છે નાસ્તાનું ચાલે છે કોઈને સિલાઈનું કામ કરવું હોય તો સિલાઈનું કામ ચાલે છે એ બધી સંસ્થાઓમા અલગ અલગ અલગ ઉદ્યોગ ચાલે છે અહીંયા સાંધા ફોલ છેડા કરી શકે કોઈનું હાંધા હઉંધીનું કામ કરી શકે નવા નવા કપડા કોઈ સીવી શકે નવું પણ કામ કરી શકે રેપરિંગનું કામ આવે છે રપેરીંગનું કામ પણ કરી શકે ઓછી મહેનતે વધારે પૈસા મળી શકે જે અજંતા પાર્ક

હા ભલે હા ભલે ભલે આવજો આવજો